હા બોલો હા હા હું પ્રિન્સિપલ બોલું છું હં હં

ટ્રાન્સફર જોઈએ છે ચાલુ સેમિસ્ટરમાં તો ટ્રાન્સફર લેવું થોડું મુશ્કેલ છે તમારે કોલેજ પર આવીને અરજી લખવી પડશે અને જ્યાંથી તમારા ફાધરનું ટ્રાન્સફર થયું છે એ તમારે અરજીમાં જણાવવું પડશે અહિયાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ હ ટ્રાન્સફર સર્ટિફિકેટ બની જશે બટ તમારે કોલેજ પર આવીને રૂબરૂ અરજી લખવી પડશે એટલે અરજી લખી દેશે પછી હું જોઈ લઉ એકવાર તમે બીજા જે કંઈ રેગ્યુલર માર્કશીટમાં બધા જે ડોક્યુમેન્ટ છે ને એ લઈ આવવાના અને અહીં નીચે ઓફિસ ઓફિસમાં જે ફર્સ્ટ રૂમ છે ને ત્યાં અરજી સાથે જમા કરાવી દેવાના માર્કશીટ પછી જે ઇનકમ સર્ટિફિકેટ થઈ ગયું એ બધાં જે સ્કોલરશીપ ભરતી વખતે કે કઈ ડોક્યુમેન્ટ લાવે છે ને એ બધાં લઈ આવવાના હ હ અરજી તમે એકવાર આપી દેશો ધેન પછી થઈ જશે એકવાર અરજી સાઇન તો દશેક એક વીક એક અઠવાડિયુ તો લાગી જશે એટલે એટલે આ ચાલુ સેમીસ્ટરમાં જે દિવસો ભરેલા છે એ પ્રમાણેનું આપણે લખીને બનાવી દઈશું ઓકે